ગાતી વખતે ચહેરાનાં હાવ ભાવ અને શરીરની ભૂમિકા ખૂબ જ મહત્વની છે આ દ્વારા તમે ગીતનાં ભાવના વધુ શાબ્દિક રીતે દર્શાવી શકો છો હાથના ઇશારા શરીરના ખભાને ચહેરાનાં હાવભાવ ગીતનાં મૂળ અને લાગણીઓ પ્રત્યે શ્રોતાને સંવેદનશીલ બનાવી શકે હવે જો ગીત ખુશાલ હોય તો તમારું મુખ અને આંખો આનદ દર્શાવી જોઈએ અને જો ગીત ઉદાસીનું હોય તો ચહેરા પર એ જ રીતે લાગણી દેખાવી જોઈએ આ પ્રકારની અભિવ્યક્તિ ગીતના સંદેશને વધુ જ્વલંત અને અસરકારક બનાવે છે સારા અવાજ માટેના સંદર્ભમાં રિયાઝ સિવાય ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે ઉદાહરણ તરીકે ગરમ પાણી પીવું જોઈએ અને ગળાને ભીનું રાખવા માટે ગરમ પાણી પીતા રહેવું જોઈએ સાથે ઠંડો ખાટો અને મસાલેદાર ખોરાક ટાળવો જોઈએ કારણકે એ ગળાની નળીને ખરાબ અસર કરી શકે આ ઉપરાંત નિયમિત રીતે અવાજ માટે જરૂરી વ્યાયામ કરવો પૂરતી ઊંઘ લેવી અને તણાવ ટાળવો પણ આવશ્યક છે હવે ચહેરાનાં હાવભાવ પ્રત્યે આપણે જો ઊંડાણપૂર્વક જોઈએ તો અવાજ અને ભજવણીની વાત આવે ત્યારે સારા અભિનય માટે શરીરનાં ચહેરાનાં હાવભાવનો ઉપયોગ કરવો જ જોઈએ જ્યારે તમે ગીત ગાઓ ત્યારે અવાજ મહત્ત્વપૂર્ણ નથી હોતો પણ તમારી હાજરી અને તમારો અભિવ્યક્તિ એટલી જ મહત્ત્વપૂર્ણ હોય છે ગાતી વખતે શરીરની સ્થિતિ જો સખત નહીં હોય પરંતુ એકદમ શિથિલ અને અને સુગમ હોવી જોઈએ આ તમારું શ્વાસ ઉચ્છવાસ સરળ બનાવે છે અને લાંબા ગીતો ગાવામાં સહાયરૂપ થાય છે ચહેરાનાં હાવભાવ દ્વારા તમે શ્રોતાઓ સાથે લાગણીશીલ જોડાણ બનાવી શકો છો જો ગીતમાં દુઃખ અથવા આક્રોશ હોય તો તમારો ચહેરો અને આંખો એ લાગણીઓ સાથે સંવાદ કરતા હોવા જોઈએ આ સાથે શરીરના વિવિધ ભાગોના ઇશારા જેમકે હાથની ચાલ હાથ હલાવવા નખશીખની પોજિશન વગેરે આ ગીતને વધુ પ્રભાવશાળી બનાવે આ ઉપરાંત તમારી અવાજની કાળજી લેવા માટેના અમુક નિયમો પણ જરૂરી છે જેમ મેં આગળ કીધું કે ઉદાહરણ તરીકે આપણે એક નિયમિત રીતે ઊંચા અને નીચા સૂરના અભ્યાસ દ્વારા અવાજને મજબૂત અને સ્થિર બનાવવું હોય ગળાને હંમેશા ભીનું રાખવું જરૂરી હોય એના માટે અને ભીનું રાખવા માટે ઠંડા પાણી કરતાં ગરમ પાણી અથવા તુલસી અદરખવાળી ચા પી શકાય હવે તુલસી અદરખવાળી ચા પીવાથી ગળાને નરમ રાખવામાં સહાયક બને બીજી મહત્ત્વની બાબત શું છે કે શરદી ખાંસી અથવા ગળાની બીમારીઓથી બચવા માટે ઠંડો ખાટો અને મસાલેદાર ખોરાકને હું ટાળવો જોઈએ ખાસ કરીને આઇસક્રીમ છે ટોફી અને ઢોળાવવાળા પીણાં અવાજના ગુણ પર ખરાબ અસર કરી શકે આ બધુંય વધુમાં રિયાઝ પછી થોડો આરામ લેવો જોઈએ જેથી અવાજ તણાવમાં ન આવે એકદમ સોફ્ટ આવે કેટલાક ગાયક દિવસ દરમિયાન વધુ વાતચીત ટાળે છે એ પણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે શું કામ વાતચીત ટાળે છે જેથી અવાજની તાકાત સચવાય બહુ બોલીએ નહીં જેથી અવાજની તાકાત સચવાય છે અને શ્વાસની કસરતો દ્વારા ફેફસા મજબૂત બનાવવામાં આવે જેથી લાંબા સમયમાં પણ સ્તરીય અવાજ મળતો રહે